હા બોલો હા હા મુંબઈથી બોલો તબિયત પાણી સારા હોં ભાઈ હા હા ભાઈ અહીંયા તો ઘણાંય ઢાબા છે હોટલમાં એવું કઈ નથી અને તમે હોટલ કરતાંય શું છે એવું હોય તો ઘરે આવતા રહો તો ઘરે તમને જમાડી દઈશું બાજરાનો રોટલો ઓળો લસણની ચટણી ગોળ હવે હોટલ કરતાં ઘરે આવી જાઓ ને તમે કાંઈ વાંધો નહીં સાંજે આપણે તમને ટાઈમ હોય તો સાંજે આપણે બનાવીએ બપોરનો ટાઈમ હોય તો બપોરે કરીએ જેવી રીતે હા તો બધાય કરતાં ઉત્તમ સાંજનું શું છે કે જે એક મજા પણ રહેશે ખાવાનું રહેશે આરામથી બનાવીને જમાડીશું

અરે બધી વસ્તુ છે લસણની ચટણી કહી દીધું એટલે ક્યાં વાત આવી લીલા કાંદા છે પછી લસણની ચટણી છે છાસ છે માખણ છે હા એ બધું તો થઈ જશે બધુંય આ બધી શું છે હોટલની અંદર કહો ને તો હોટલમાં અહીંયા કાલાવડ રોડ ઉપર બે ત્રણ છે હોટલો પણ એ હોટલની હોટલ ને ઘર એ ઘર હવે તમે મુંબઈથી આવ્યા તો પછી એમ થાય ને કે ઘરે જમી લો તો મજા આવે એમ અરે રીક્ષાવાળાને એ જ કહેવાનું આપણે જવાનું છે ગુંદાવાડી હા ગુંદાવાડી શેરી નંબર દસ હા હા બસ બસ તમે ફોન કરશો તો એટલે તમને ત્યાં મળી જઈશ ઠીક છે હા જય શ્રી ક્રષ્ણ